પુસ્તકની ખરીદી પુસ્તકની ખરીદી માટે પુસ્તકની દુકાન પુસ્તક મેળો કે ઓનલાઇન બુક શોપિંગ એ ત્રણેયમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાની જરૂરિયાત આવે તેનો આધાર પુસ્તકની પસંદગી ઉપર રહેલો છે કે પુસ્તક કે કોઈપણ આપણે સંદર્ભ ગ્રંથો જે મેળવવાના હોય તે કઈ જગ્યાએથી આપણને સરળતાથી મળી રહેશે તેની કિંમત ઉપર આધાર રાખે છે ઉદાહરણ તરીકે ઘણાં બધા પુસ્તકો એવાં હોય છે કે જે ફક્ત ગ્રંથાલયોમાંથી જ ઉપલબ્ધ થાય છે અને આપણે ભણવાનાં પુસ્તકોની વાત કરીએ તો હાલ હાલના સમયને ધ્યાનમાં રાખીને હું મારી પસંદગી ઓનલાઇન બૂક શોપિંગને આપીશ કારણકે સમય અને ઘણીવાર પૈસાનો પણ બચાવ કરે છે એ આથી આર્થિક અને સમયની બાબતે પુસ્તકો ખરીદી કરવાની બાબતમાં ઓનલાઇન શોપિંગ એ ખૂબ જ સરળ વિષય બન્યો છે પરંતુ જો પુસ્તકો ઓનલાઇન ઉપલબ્ધ ના હોય તો પછી પુસ્તકની દુકાનમાં જવાની ફરજ પડે છે અને પુસ્તક મેળા પણ એક પુસ્તકોની ખરીદી માટે જે વાંચનપ્રેમી લોકો છે એના માટે ખૂબ જ ઉપયોગી બની શકે એવું માધ્યમ બની રહે છે કારણ કે પુસ્તક મેળામાં ઘણાં બધાં પ્રકાશોનોની વિવિધ પ્રકારના લેખકોની અને ઘણા બધા વિષયોને લગતી માહિતીનો સમાવેશ થાય છે એવાં બધાં પુસ્તકો એક જ સ્થળેથી ઉપલબ્ધ થઈ જાય છે આથી અને પુસ્તક મેળામાં ઘણા બધા પ્રકારનો ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે આથી પુસ્તક મેળા દરમિયાન જ્યારે પુસ્તકોની ઉપલબ્ધતાના આધારે પુસ્તકોની ખરીદીનો વિકલ્પ હું પસંદ કરું છું પરંતુ સૌથી ઉપર હાલના સમયમાં જો ઉપલબ્ધ હોય તો હું ઓનલાઇન બુક શોપિંગને પ્રથમ પદ્ધતિ તરીકે પસંદ કરીશ